જો મને દુનિયામાં કશે પણ ફરવા જઇ શકું એવું હોય તો હું મારા મનગમતાં સ્થળો જ્યાં મને મને કુદરતી વાતાવરણમાં ખૂબ જ આનંદ આવે છે અને આંતરરાષ્ટ્રીય સિટીમાં પણ મને ખૂબ જોવાલાયક સ્થળો છે અને ચારધામની યાત્રા પણ હું કરવા ઈચ્છું છું જેથી હું આવાં સ્થળોએ જવાનું પસંદ કરીશ જેવાં કે ભારતમાં પણ ઓસ્ટ્રેલિયામાં પણ જઈ શકું છું રશિયા જેવાં સિટીમાં શહેરોમાં દેશોમાં પણ મારી જવાની ઈચ્છા છે અને એન્ટાર્કટિક સિટી જોઈએ તો હૉંગકૉંગ છે દુબઈ એક સ્માર્ટ સીટી છે જ્યાં પણ ઘણાં બધા ફરવાલાયક સ્થળ છે અં સિંગાપોર છે રશિયા છે આવાં બધાં સ્થળોએ જવાનું હું વધારે પસંદ અને સૌથી વધારે તો હું દરિયા કિનારે જ્યાં એક કુદરતી વાતાવરણ પણ મળી રહે છે રમણીય વાતાવરણ હોય છે અને શાંત વાતાવરણ મળતું હોવાથી ત્યાં પણ હું જઈ શકું અને જ્યાં વધુ પડ અં સૌથી વધારે વનસ્પતિ હોય કે જંગલ વિસ્તાર હોય એવાં વાત અ વાતાવરણમાં જવાનું હું વધારે પસંદ કરીશ અને જ્યાં શાંત વાતાવરણ હોય પ્લસમાં ધાર્મિક સ્થળો હોય આવા સ્થળોએ જવાનું મને વધારે પસંદ આવશે હું આવા સ્થળોએ જવાનું પસંદ કરીશ